હેલો હા શું નામ છે તમારૂં હા શું થયું છે તમને

હં હં અચ્છા અચ્છા તો તમને છે ને વાતાવરણનાં લીધે અત્યાર સુધી તમે આ શહેરમાં રહ્યા નથી ને તો તમને અહીંનાં વાતાવરણથી અહીંની જે એર છે ને એનાથી એનાફાઇલેક્ટિક રીએક્સન થાય છે એલર્જી જેવી કંડિક્સન છે એ અને અહીંયા અત્યારે વાતાવરણ તે તમે ત્યાં પહેલાં રહેતાં એનાં કરતાં ગરમ છે તો તમને હિટ સ્ટ્રોક કે એવું કાંઈક થઈ શકે છે એટલે ગરમીનાં લીધે અને વાતાવરણ છે આવું તો હજી તમને એડેપ્ટ કરવામાં ટાઈમ લાગશે તમે ત્યાં પહેલાં રહેતાં ત્યાંથી અહીંનું વાતાવરણ અલગ છે તો થોડોક ટાઇમ તમને લાગશે પણ એના માટે હું દવા આપું એના કરતાં વધારે સારી ટ્રીટમેન્ટ તો એ છે કે તમે થોડા ટાઈમ સુધી કોઈ હિલ સ્ટેસન જેમકે સાપુતારા હિલ સ્ટેસન છે ત્યાં થોડા ટાઇમ સુધી તમે ફરી આવો તો તમારી મેનટલ ફિજિકલ બધી હેલ્થ છે ને સારી સારી રહેશે તો તમે ત્યાં ફરવા જાવ એ વધુ સારું રહેશે કોઈ દવા પીવી એના કરતાં હં બીજું કંઈ તમને આની સાથે થતું હોય

હા હજી આજ તમે નવા નવા અહીંયા આવ્યા છો ને એટલે થોડાક ટાઈમ એવું રહેેશે પણ એના માટે હં એના માટે તમારે થોડોક ટાઇમ તો એવું રહેશે પણ તમારે તોય ટ્રાય કરવાની તમે ખાઈ શકો એ માટે પણ આવી વસ્તુ માટે દવા લેવા કરતાં તમે બહાર ફરવા જાવ એ વધારે સારું છે તો તમે એક વખત સાપુતારા થોડાક ટાઈમ માટે એક અઠવાડિયું માટે ફરવા જઈ આવો તો સારું થઈ જશે હા હા હં હા તમારે બને ને ત્યાં સુધી નેચરલ ખાવાનું ખાવાનું જેમકે ફ્રૂટ ને એવું બધું છે ફ્રૂટ વેજીટેબલ અને જ્યૂસ પીઓ તો ય ઘરે બના ઘરે જે ફૂટના જ્યૂસ બનાવો એ પીવાના બહારના વધારે નહીં પીવાના લારીનું ઓછું ખાવાનું તો સારું રહેશે હા સારું અને જો હજી તમને ત્યાંથી આવીને પણ ના મટે તો તમે મારી પાસે એક વખત ચેકઅપ કરાવી જાશો હા સારું